હા અમારા નજીકના વિસ્તારમાં જોઇએ ને તો ખૂબ સરસ મજાનું વોટરપાર્ક બન્યું છે મારા અહીંના જે પબ્લિક છે ત્યાં બધા વોટરપાર્ક જવાનું વધુ પસંદ કરે છે અને વોટરપાર્ક પણ છે ત્યાં બધે બધુ નાસ્તા પાણી બધુ સરળતાથી મળી શકે છે એટલે બધા વોટરપાર્ક જાય છે અને વોટરપાર્કમાં આખો દિવસ છોકરાઓ ને મોટા ને નાના ને બધા અ નહાય છે અને સામાન્ય રીતે કેવું હોય છે જે તાજેતરનાં વર્ષનું પહેલાંના કરતા બદલાયું છે પહેલા જાણે રેડિયો ઉપર બધા સ ગીતો સાંભળતા અને મનોરંજન મેળવતા કે ઘર આંગણે કોઇ એવો ડાન્સ કરતા કે ઢોલક વગાડીને ગરબા ગાતા કે એ નાચતા આદિવાસી લોકો આદિવાસી નૃત્ય કરી અને મનોરંજન મેળવતા હતા પરંતુ અત્યારે સમય બદલાતાની સાથે સાથે જ તે અ ટેલિવિઝન ટીવી પણ આવી ગયું છે મોટાં મોટાં થિયેટરો બન્યાં છે થિયેટરોમાં બધા સિનેમા જોવા પિચ્ચર જોવા જાય છે સાથે જ તે સૌથી અગત્યનું એવું મોબાઇલ આવી ગયું છે મોબાઇલ એ એવું એક ઉપકરણ છે કે જેનાથી બધું જ આપણે મેળવી શકીએ છીએ આપણા મનોરંજન માટે આપણે ફિલ્મ જોઇ શકીએ આપણે કોઇ ગેમ રમી શકીએ આપણે ટાઇમપાસ કરી શકીએ છે